અત્યારે આપણે વાત કરીએ વિષયો વિશેની તો એવા ઘણા વિષયો છે જે આપણે લખી શકીએ છીએ પણ ક્યારેક થાય છે કે વિષયો લખવા જોઈએ ખરેખર લખવા જોઈએ એવા પ્રશ્નો આવવા જોઇએ તો આપણા સાહિત્યમાં ઘણા એવા વિષયો છે જે આવ્યા છે જેમ કે કુટુંબ જીવન કે કુટુંબની જે વ્યવસ્થા હતી એ કેવી હતી અત્યારે બદલાય છે જે સંયુક્ત કુટુંબ હતું એ હવે વિભક્ત થતું જાય છે એવી જ રીતના સ્ત્રીઓના જે પ્રશ્નો છે સ્ત્રીઓના પ્રશ્નો કેવા કેવા આવ્યા છે એ વિષયો પણ અત્યારે ઘણા બધા લખાય છે શિક્ષણ જગતમાં સ્ત્રી અત્યારે આગળ વધી છે પરંતુ એ શિક્ષણ જગતમાં સ્ત્રીની સમસ્યા ક્યાં ક્યાં છે એ પણ અત્યારે એક આપણે સમસ્યાનો વિષય છે સાથે જ આપણે જોઈએ છે કે હિન્દુ અને મુસલમાનનો જે એક વિષય છે કે એ લોકો કટ્ટરવેદી મતલબમાં જે ભાગલા પડ્યા ઓગણીસો સુડતાલીસમાં એ ઓગણિસો સુડતાલીસ પછી જે વેર બંધાયો હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તો એવા વિષયો પણ આપણા સાહિત્યમાં રચાયા છે પણ એ વિષયો વિશે સર્જકો ન્યાય આપી શક્યા છે ખરા તો એ એક પણ મને એવો લાગે છે કે એ શંકાશીલ વિષય છે એવી જ રીતના આપણા કુદરતી આફતો આવે છે આપણા જેમ કે પૂર આવવું ધરતીકંપ થવો ભૂકંપ થવો તો એના કારણે પણ વિષયો ક્યાંકને ક્યાંક આવવા જોઈએ અને એના વિશે લખાવું જોઈએ અને હું વાત કરીશ તો દલિત દલિત સમુદાય વિશે તો દલિત વિશે કદાચ લખવું એ અઘરું છે એમની પાસે પહોંચવું એમની વેદનાને સમજવું એમની પીડાને સમજવું તો કદાચ એમનું શોષણ વર્ષોથી થઈ રહ્યું છે ગાંધીજીએ પણ કહ્યું હતું કે હું દલિતોની જે વેદના હોય છે વેદનાઓને તમારે આલેખવાની છે એમણે સર્જકોને પણ કહ્યું હતું કે તમારે છેક જે છેવાડાનો જે મનુષ્ય છે એ મનુષ્યની જે વેદના છે એ વેદનાની વાત તમારે કરવાની છે તે એવા કયા વિષયો છે કે જે હજુ સુધી નથી આવ્યા અને હજુ પણ મને એના વિશે શંકા થાય છે તો એક છે સમલૈંગિક સંબંધો કે પુરુષ પુરુષ વચ્ચે અને સ્ત્રી સ્ત્રી વચ્ચે જે કંઈ પણ સંબંધો છે એ સંબંધો કદાચ હજુ સુધી આવી શક્યા નથી અત્યારે આપણે જે પ્રમાણે જે માહોલમાં જીવિએ છીએ જે પરિસ્થિતિમાં જીવીએ છીએ તો હજુ પણ એ વિષયો આવી શક્યા નથી હજુ પણ વિધવાઓની જે સ્થિતિ છે એ સ્થિતિઓની શું થાય છે એ સ્થિતિ કદાચ સર્જકો બતાવી શક્યા નથી અથવા તો જે વેશ્યાઓની સ્થિતિ છે જે મંટો કહી ગયો હતો મંટોએ જે વાર્તાઓમાં કહ્યું હતું તો એવી સ્થિતિ કદાચ હજુ સુધી સર્જકો આપી શક્યા નથી તો હું એ વિષયો મને લાગે છે કે ભારતના જે વિષય છે વર્જિત છે અને એ વિષયો આવવા જોઈએ એવું હું માનું છું